હા મેડમ તમે મેં સાંભળ્યું છે કે તમે પિક્ મૂવીમાં એકટિંગ કરો છો હા તો હું એક ડાઈરેકટર છું તો મારે એક ગુજરાતી મૂવી બનાવી છે એમાં તમે તમને હિરોઈનનો રોલ આપવામાં આવશે તો તમે મેનેજ કરી શકશો આવતા મહિને મારે મૂવી ફિલ્મ ફિલ્મનું શૂટિંગ ચાલુ કરવાનું છે તો જોવી

અચ્છા અને તમે ચાર્જ શું લો છો મૂવી ફુલ મૂવીનો પાંચ લાખ રૂપિયા એમ કંઈ ઓછું થાય એમ નથી આમાં કેમ કે અમે હજી નવા નવા છીએ નવી મૂવી બનાવવાનું છે એટલા માટે થોડુંક ડિસ્કાઉન્ટ ઓછામાં કરી આપો તો વધારે સારું અચ્છા એવું છે એમ અચ્છા એટલે તમે કેટલી મૂવીમાં તમે કામ કરી ચૂક્યા છો અત્યાર સુધીમાં અચ્છા એવું છે એમ ઓકે તો તમે તમારા મેનેજરનો નં નંબર તમે વ્હોટસપ કરી શકશો કારણ કે હું એમને આખી સ્ક્રિપ્ટ ડિટેલમાં બ મોકલી આપું તો તમે જોઈ લો અને આ જો ની ફાવે તો મીડ મન્થમાં ફાવતું હોય તો તમે મેનેજ કરી લો મીડ મન્થ સુધીમાં હા તો આ મા મારા નંબર પર તમારા મેનેજરનો નંબર વ્હોટસપ કરી દેજો તો હું એને બધી ડિટેલિંગ સ્ટોરી એને જે બી ડેટ આવે છે એ બધું તમને ઇન્ફોર્મ કરી દઉં બરાબર ઓકે ઓકે ઓકે